મારું મીત છે અને મારે ઘર બદલાવાનું છે અને મારું હું જે પહેલા વિસ્તારમાં રેતો હતો તે કોમર્સ સિક્સ રોડ છે પણ હવે મારે મારા સંજોગોના લીધે મારે હવે સ્વસ્તિક ચાર રસ્તા પાસે જવું પડશે તો મારે હવે મારા ગેસ એજન્સીના ઇન્ફોમેસનમાં મારે વિસ્તાર ચેન્જ કરાવાનો છે જેથી મારા ગેસનો બાટલો ત્યાં આવી શકે અને મને સુવિધા મળે ગેસ બાટલાની અને મને આરામદાય હોઈ શકે તેથી હું મારા ગેસ બાટલાના લોકેશનમાં ચેન્જ કરવા માંગુ છું જેથી મારો બાટલો લોકેશને આવી જાયે અને મારો ગેસના બાટલાના લોકેશન ચેન્જ કરવા હું તમને વિનતિ કરું છું તો તમે આ આ કાર્ય માટે મારે કોઈ ડોક્યુમેન્સ આપવાના હોય તો તમે મને જાણકારી આપજો અને રિપ્લાય આપો જલ્દી